અમારો ગાર્ડનિંગ ઘરની સાઈડમાં જે જગ્યા છે એ જગ્યાની અંદર જ કરવામાં આવે છે લિમિટેડ જગ્યા છે જે લિમિટેડ કૂંડા મૂકી અને એમાં ગાર્ડનિંગ કરવામાં આવી રહ્યું છે અને એમાં જાતે જ કામ કરીએ છીએ અને પાણી આપવું ખાતર આપવું ખેડ કરવી એના સમય સિઝન પ્રમાણે એને હેરાફેરી કરવી જેથી સારું પરિણામ મળે છે